હા નમસ્તે ના ચિરાગ ભાઈ નથી બોલતી હું એમની બેન વાત કરું છું હા બેન વાંધો નઈ હું બેન બોલું છું મને પણ શાકભાજી વિશેનું જ્ઞાન છે તમે મને પૂછી શકો છો તમારે જે પૂછવું હોય એ હા હા હું એમના સાથે જ બધું ધંધો કરું છું શાકભાજીનો એટલા મને એના વિશેનું બધી જ ખબર છે એટલે તમે મને પૂછી શકો છો હા મોહન ભાઈ બરાબર યાદ આવ્યું હા એમના ત્યાં હમણાં લગ્ન હતા ત્યારે એમને મને જ ઓડર આપ્યો હતો શાકભાજીનો તો એમના ત્યાં જેટલી પણ શાકભાજી ગઈ હતી એ બધી અમારા ત્યાંથી જ ઓડરમાં ગઈ હતી અમારા ત્યાં જો બેન બધી જ શાકભાજી તમે જે ઓડર આપશો એ તમારે જે દિવસનો ઓડર હશે એ દીવસે બધી જ શાકભાજી તાજી જ શાકભાજી મળશે અને બધી જ શાકભાજી તમે હોલસેલમાં લેશો તો તમને સારા એવા ભાવમાં મળી રહેશે અને તમને લાભ પણ થશે જુઓ તમારે કિલો બટાકા લેવા હોય તો તમને ત્રીસ રૂપિયે કિલો બટાકા પડે પણ જો એ તમારે વધારે બટાકા લેવા હોય તો તમે અમે તમને હોલસેલના ભાવે બટાકા વેચતા હોઈએ છીએ ના ના ના તમે દસ કિલો બટાકા લેશો તો અમારા ત્યાં ત્રણસોમાં નહીં પડે દસ કિલો બટાકા લેશો તો દસ કિલો બટાકા તમને બસો રૂપિયામાં જ મળશે એક કિલો બટાકા વીસ રૂપિયાના ભાવે મળશે હા બધી શાકભાજીના અમે આવી રીતના કિલો ને એવી લેવી હોય તો અમારો જે ભાવ ચાલતો હોય એ ભાવે મળતી હોય છે પણ તમે વધારે પ્રમાણમાં શાકભાજી લેતા હોય તો અમારે ત્યાં હોલસેલમાં વ્યાજબી ભાવે શાકભાજી મળતી હોય છે ના ના અમારા ત્યાં શાકભાજી દવામાં પકવેલી હોતી નથી અમારે પોતાની વાડી છે જે ખેતર ફાર્મ એમાં અમે પોતે શાકભાજી જાતે જ પકવીએ છીએ અને કોઈ પણ શાકભાજી દવા વાળી હોતી નથી અને બધી જ શાકભાજી એકદમ તાજી જ હોય છે હા તો એવું હોય તમારે સોળ તારીખે જોઈતું હોય તો તમે પંદર તારીખે મને ફોન કરીને તમારે કઈ કઈ શાકભાજી જોઈએ છે અને કેટલા પ્રમાણમાં જોઈએ છે એ બધું લીસ્ટ તમે મને લખાવી દેજો બરાબર ના ના એ સાધનની વ્યવસ્થા અમારે જ કરવાની હોય છે અમારા ત્યાંથી જ સાધન તામારા ત્યાં શાકભાજી પહોંચાડશે પણ સાધનનું જે ભાડું હોય છે એ ભાડું ચૂકવવાનું તમારે રહેશે બરાબર તમે પંદર તારીખે મને ફોન કરીને તમારી શાકભાજી તમારે જે જોઈતી હોય એ લખાવી દેજો તો અમારો આદમી આવીને તમને જેટલા વાગ્યાનો ટાઈમ આપીશું એટલા વાગે તમને શાકભાજી આપી જશે હા આભાર